વર્ષોથી ચાલતી આવતી આ લગન પ્રથામાં નવરી અને નવરાને ઘણી બધી ભેટો આપવામાં આવે છે ઘણા લોકો તો લગનમાં તેઓના માટે કંઈક અનોખી વસ્તુઓ લાવે છે જેમકે વીટીં રહી મંગળસૂત્ર આમ ઘણી બધી ભેટો આપવામાં આવે છે અને ભેટની વાત કરીએ તો કોઈ ગ ફ્રિજ આપે છે તો કોઈ વોશિંગ મશીન આપે છે કોઈ બેટ આપે છે તો કોઈ આ બધી વસ્તુઓનો બધા ભેટ કરતા હોય છે ને અને તેના દીકરીના માતા પિતા પાસે દીકરાઓના મમ્મી પપ્પા માંગ કરે છે તેને દહેજ કેહવાય છે દહેજ તો એ ઘણા વર્ષોથી ચાલતી આવતી પ્રથા છે તો એ તો દૂર કરી નથી શકતા પણ પરંતુ આ હમણાના જમાનામાં આ દહેજ પ્રથા ઓછું થઈ રહ્યું છે ગામડાઓમાં પણ અને શહેરોમાં પણ દહેજ દહેજ આપવા માટે દીકરાના દીકરાના દી છોકરીઓવાળા પાસે માંગ કરે છે કે મને ગાડી જોઈએ છે મને સોનાની વીંટી જુએ છે મને સોનાની ચેન જુએ છે આ બધી વસ્તુઓનો માંગ કરતા હોય છે અને લગનના દિવસે લોકો દીકરાના દોસ્તાર એમના માટે કંઈક સારી વસ્તુ લઈને તેને ભેટ આપે છે અને તેને શુભકામના આપે છે કે તમારું જીવન સફળ બને એમ ઘણા બધા ભેટો કરતા હોય છે દીકરીના ઘરના તો દહેજ આપતા જ હોય છે અને તેઓમાં